મારે સોમનાથ ફરવા જવું છે તો અમે દસથી બાર જણા છીએ તો અમારે કેટલી ગાડી જોશે અને કેટલું ભાડું થશે કારણ કે તેમાં વ્યક્તિદીઠ ભાડું લેવાનું હશે તો વ્યક્તિદીઠ ભાડું કેટલું થાય છે અને પર કિલોમીટરે કેટલું ભાડું થાય છે તો એ મને જણાવો અને અમારે કઈ રીતે તેમને ચૂકવવાનું છે ઓનલાઈન ચૂકવવાનું છે કે ઓફલાઈન તે અમને જણાવો અને અમારે રિટર્ન બી આવવાનું છે ત્યાંથી તો અમે ત્યાંથી કઈ રીતે અમે આવશું અને તે લોકો કઈ રીતે અમને ફેસેલિટી પ્રોવાઈડ કરશે હવે જેમકે અમે દસથી વાર જણા છીએ તો તમે અલગ અલગ ગાડી આપશો કે એક જ વાહનમાં તમે અમને ટ્રીપ આપશો કારણ કે અમુક સમયે એક જ વાહનમાં લોકો ટ્રાન્સપોટેશન બી કરી શકે છે અને અલગ અલગ માંબી કરી શકે છે તો તમે કઈ રીતે યુસ કરશો કે એક વાહનમાં આપ એક વાહન આપશો કે અલગ અલગ કારણ કે દસ અમે દસથી બાર જણા છીએ અને અમારી જોડે ઘણો બધો સામાન બી છે અને ખાવા પીવાનું બી છે તો કિલોએ ગતિ દીઠ પૈસા કેટલા થાશે અને તે કેવી રીતે ચૂકવવાનું થશે અને કિલોમીટરનો કેટલો ભાવ તાસ થશે અહીં અહીંયાંથી સોમનાથ સુધીનો તે જણાવો